હેલો હા હું કેરીનો હોલસેલર બોલું છું અને મેં તમારી વાડી જોએલી છે મારે આ વર્ષે કેરીનું વેચાણ કરવું છે તો એના માટે મારે કેરીની તમારી જે વાડી છે ને એ ભાડે લેવી છે તો તમે કેટલામાં આપશો

મારું નામ ઓમ છે ઓમ ખેની અચ્છા વેચવી છે તો શું તમે શું ભાવ કરો છો ભાવ આ વાડીનો અચ્છા તો તમારી જમીન કેટલા વીઘા છે કેટલા એકર છે અચ્છા કેટલા ઝાડ છે એ ખબર છે તમને ઝાડીનું વાડીમાં હમ અચ્છા બધા ઝાડ આમ મોટા થઈ ગયેલા છે બધા બધા ઝાડ પર કેરી આવે એવું છે કે હજરી અમુક ઝાડ નાના છે એવું કાંઈ છે હા પણ તમે વીસ પચ્ચીસ લાખ કિંમત કરો છો એ બહુ વધારે છે હજી જો પંદરથી વીસ લાખ કરતા હો તો હું લઈ શકું હા એ તો બરોબર છે તો આપણે એક કામ કરીએ કે હું તમારી વાડી જોઈ જાઉં ત્યાં આવું ને બધું જોઈને પછી આપણે નક્કી કરીએ અત્યારે હજી વાત રહેવા દઈએ ચાલશે ને તમને હા હા સારું હા હા હા સારું